મેં આપની પ્રોડક્ટ ખરીદી હતી તે પ્રોડક્ટ ખૂબ જ સારી હતી તેની માર્કેટ વેલ્યુ પણ ખૂબ જ સારી છે અને બજારમાં જે મળતા ભાવો છે તેના તેના ભાવ કરતાં પણ નીચી હતી તેથી મને તે પરવડી હતી અને તે પ્રોડક્ટ ખૂબ જ સારી છે તે પ્રોડક્ટ મને અને મારા પરિવારને ખૂબ જ ગમે છે તેથી હું મારા મિત્રો અને મારા પરિવારને કઈશ કે તે જ દુકાને જઈને પ્રોડક્ટ ખરીદે